વિદ્યાર્થીઓ નિયમિત રીતે શાળાએ જઈ શકતા નથી તે પાછળ ઘણાં કારણો હોય છે તે ડિસ્ટન્સ છે વાહનવ્યવહારનો અભાવ છે એ લોકો ક્યાં કામ કરે છે તેને પોતાને ઘરે મદદ કરવાની હોય છે તેમની પાસે આવવા જવાના વાહનવ્યવહારના પૈસા નથી કે રોજેરોજ સ્કૂલે જઈને તેમને રોજેરોજનું જ્ઞાન મેળવવું જોઈએ એવી એમનામાં જાગૃતિ નથી કે તેમના ફેમિલીમાં બી એવી અવેરનેસ નથી કે એ લોકોને રોજેરોજ આપણે મોકલવા જોઈએ છોકરાઓનું ભણવાનું બગડે જે જો સારું ભણતર કેળવશે તો જ એ લોકો સારા નાગરિક તરીકે આગળ વધી શકશે ઘણી જગ્યાએ જ્યારે ડુંગરાળ પ્રદેશો હોય છે ત્યાં આગળ હવામાનનાં કારણે બી પ્રોબ્લેમ થાય છે ત્યાં દૂર દૂર સુધી સ્કૂલ હોય છે ત્યાં હવામાનને લીધે છોકરાઓ વ્યવસ્થિત રીતે રોજ નિયમિત રીતે ઘરે જઈ શકતા નહોતા આ માટે કોઈ જે તે પ્રદેશના સરકારી સરકારી ખાતાએ એક માળખાકીય સુવિધા કરેલી હોવી જોઈએ કે છોકરાઓ નિયમિત રીતે સ્કૂલે આવી શકે અને એક સારું વ્યક્તિત્વ બનાવી શકે